આમ જોઈએ તો અમારી નોકરી કે કારકિર્દીનું ભવિષ્ય ખૂબ ઉજળું પણ છે અને ખૂબ ધૂંધળું પણ છે જો સરકારી નોકરીની વાત કરીએ તો ત્યાં પાંચ હજાર લેવાના હોય ત્યાં પાંચ લાખથી પણ વધુ ફોર્મ ભરાય છે કોઈપણ ક્ષેત્રની અંદર સરકારી ફૅકટરમાં તો એ ભવિષ્ય થોડું ધૂંધળું લાગે છે પણ પ્રાઈવૅટ સેકટરની અંદર જો યોગ્ય કારકિર્દી ઘડવામાં આવે યોગ્ય તાલીમ મળે યોગ્ય સ્કીલ મળે એમને તો અમારું ભવિષ્ય ત્યાં ઉજળું હોય એવું અમને દેખાય છે એટલે પ્રાઈવેટ સેકટરમાં અથવા કોઈ પોતાનો ધંધો કરવાનાં ક્ષેત્રની અંદર અમારું ભવિષ્ય અમને હવે વધારે શ્યોર લાગે છે કારણ કે કૉમ્પિટિશનનો જમાનો છે આધુનિકીકરણનો ટૅક્નોલોજીનો યુગ છે તેની સાથે તાલ મિલાવીને ચાલવું અત્યારના સમયની માગ છે પણ સરકારી નોકરીની જ્યારે વાત આવે ત્યારે એ ભવિષ્યમાં અમારા માટે એ જોખમ હોઈ શકે એવું બની શકે ખરું પણ જો યોગ્ય મહેનત કરવામાં આવે અને યોગ્ય રીતે યોગ્ય દિશામાં એને વળાંક આપવામાં આવે તો એમાં પણ અમારું ભવિષ્ય સારું છે અને પ્રાઈવેટ સેક્ટરની અંદર પણ સારું ભવિષ્ય છે